હા મા મારું માનવું એવું છે કે આપણું ભારત જે છે એ સંસ્કૃતિમાં સંસ્કૃતિ કહો કે રિવાજો અને માન્યતાઓ કહો એ એમાં સૌથી આગળ છે અને સૌથી વિપરીત છે બાકી દેશોથી હું ભારતીય છું પણ મેં બીજા દેશનાં લોકોને બી જોયા છે એ મોર્ડન લાઈફ સ્ટાઈલને ફ ફોલો કરનારા યુવકો છે એના કારણે એમનાથી એમના માન્યતાઓને જે જૂના રિવાજો હોય છે એ એનાથી વિસરી ગયા છે એમાં એમનોય વાંક નથી કેમકે અમુક માન્યતા ને રિવાજો એવા હોય છે જે આ ટાઈમમાં ચાલે જ નહીં અ આપણા ભારતમાં જે સંસ્કૃતિ છે અને જે રિવાજ અને માન્યતાઓ છે એ હમણાં સુધી બહુ જ મહત્ત્વની છે લોકો એનો મેં જેટલા લોકો જોયા છે એમાંથી બધા એનો પાલન કરતાં જ હોય છે અને કરવું બી જોઈએ કેમ કે આપણી સંસ્કૃતિથી વિસરવું એટલે એટલે એ વસ્તુ બરાબર નથી અને જે સંસ્કૃતિ છે એ એ જ આપણને દેશોથી અલગ બનાવે છે બીજા લોકોથી અલગ બનાવે છે આપણું ભારત બહુ જ વિપરીત છે અને આપણે દરેક વસ્તુમાં કોઇક પ્રસંગ હોય કે બીજું કોઈ બી ઇવેન્ટ હોય એમાં બી આપણે એવું જોઈ શકીએ છીએ કે આપણું ભારત બ બધી રીતે બીજા દેશોથી વિપરીત છે